ગ્રામીણ વિસ્તારમાં અત્યારે હાલમાં જોઈએ તો ઘણા ઘણી બધી ગુજરાત સરકારો એવી યોજના તથા એવાં ખેલમહાકુંભ જેવાં રમતોના પ્રોગ્રામો લાવી રહ્યા છે તેનાથી આ પ્રોગ્રામો દ્વારા અંતર આંતરિયાળનાં જે ગામો છે તેમાં પણ આ છોકરાઓ ભાગ લઈ રહ્યા છે તેનાથી એ આપણે જાણી શકીએ છે તેનાથી ફાયદો પણ એ થાય છે કે જે ગમે તે રમત છે તે ખૂણે ખૂણે આખા ભારતના ખૂણે ખૂણે જાય છે અને તેઓ તેમાંથી ખેલાડીઓ સારી સારી રીતે આવે પણ છે અને આ તેનાથી જેવા કે ખેલમહાકુંભ જેવા જે રમત ગમતના જે મહોત્ત્સવ છે તે બાળકોને તથા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે છે અને તેઓ તે પોતે ઉત્સાહ ઉત્સાહથી ભાગ પણ લે છે તેનાથી તે બાળકોને એક પોતાને એક સ્ટેજ મળી રહે છે અને તેનાથી તેને ખુદ તો પ્રોત્સાહિત થાય છે ખુદ તો પોતાનું નામ બનાવે જ છે પણ રમત જે તે રમી રહ્યાં છે એ પણ વિકસિત થાય છે તેની સાથે તો તેનાથી આપણે જો બાળક બાળક જો બાળકનું જે બાળક જે સારું પફોમન્સ કરશે તો તેમ તેમજ જે ખુદ ખુદ તે ગેમ રમી રહ્યો છે તે પણ ઘણી બધી પ્રસિદ્ધ જશે જેમકે આપણે અત્યાર સુધી જેલિન થ્રો જેમકે આપણે ભાલા ફેંક આપણે જાણતા ન હતા તો પરંતુ જ્યારે આપણે નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ લાવ્યો ત્યારે આપણા ભારત દેશમાં ખૂણે ખૂણે બધા ભાલા ફેંકને જાણવા માંડ્યા અને તેઓ પ્રોત્સાહિત થયા તથા તેઓ નીરજ ચોપરાને ફોલો કરતા થયા અને ગામે ગામે અને શહેરે શહેરે આ જેવલિન થ્રોની ગેમ રમવા ની ગેમ બધા રમવામાં લાગી તેથી આપણે એ કહી શકીએ કે જો નાની જો ગાંધીજી પણ કીધું છે કે જો તમારે ભારતનો વિકાસ કરવો હોય તો ગામડાંથી શરૂ કરો તો આ જે એક રમત છે એ પણ એક પણ તેની સાથે જોડાણ છે રમતનું પણ તેની સાથે જોડાણ છે જો તમારે વિકાસ વિકાસશીલ ભારત બનાવવું હોય તો તો હું કહી શકું કે જો ગેમમાં આપણે ભાગ લેશે નાના નાના છોકરાઓ વધારે ગામનાં લોકો હોય છે તે ભાગ લેશે એ વધારે વધારે શીખે એ જો તે ગામડાંની સ્કૂલ છે જે તેમને પ્રોત્સાહન આપે તેમને મદદ કરે ગમે તે તેના ગેમનાં ઇન્સ્ટ્રુમેન્ટ આપવામાં તો તેઓ લોકો એ આગળ વધી શકે છે અને ગામનું રોશન ગામનું નામ રોશન કરી શકે છે પોતાના માતાપિતાનું નામ રોશન કરી શકે છે

અને ભારત દેશનું નામ પણ રોશન કરી શકે છે તેથી ગ્રામીણ વિસ્તારનાં લોકોને છે ને ઘણો બધો ફાયદો થાય છે ગ્રામીણ લોકોમાં વિચાર આપણે આપણે જોઈએ તો ગામડામાં વધારે ગરીબ લોકો રહેતાં હોય છે કે જે ખેતીવાડી સૌથી વધારે કરતાં હોય છે તો તો તેની અત્યારે ગુજરાત સરકાર જો કોઈ પણ બાળક ગમે તે ગેમમાં સારું એવું પરફોર્મન્સ આપે તો તેને રકમ રૂપે સારું એવું પ્રોત્સાહન આપવામાં આવે તેથી તેને આર્થિક રીતે સહાય મળી રહે છે પોતાની પોતાની સ્કિલ દેખાડે જો બાળક પોતાની સ્કિલ દેખાડે પોતાના રમતથી તો તેને ખુદને ફાયદો છે તેનાથી શારીરિક અને માનસિક પણ ફાયદો જોવા મળે છે તેથી આપણે કહી શકીએ કે ગ્રામીણ વિસ્તારનાં લોકો પોતે આર્થિક રીતે સદ્ધર થાય ગમે એમ ભલે થોડા ઓછા અંશે પણ થાય તેથી લોકો તેનાથી પ્રોત્સાહન થશે એ રીતના અને આપણે જોઈએ કે ગામડાના લોકો વધારે એકતામાં માનતા હોય છે જો એક બાળક પોતે રમવાનું શરૂ કરશે તો ધીમે ધીમે તેની પાછળ તેની સાથે પચાસ કે દસ જણા પણ જોડાશે અને તે રમશે આપણે શહેરોમાં એટલું બધુ જોવા નથી મળતું કે પોતાને ગમે પણ વધારે ગામડામાં વધારે એકતા જોવા મળે છે તેથી આપણે કહી શકીએ કે આ રમત રમવાથી ગામડામાં તથા ગ્રામીણ વિસ્તારમાં ઘણો બધો ફાયદો જોવા મળે છે અને બસ